હા અમારા વિસ્તારમાં ઇતિહાસનાં ઘણા વંશ અને શાસકો હતા તેમણે અ અમારા વિસ્તારમાં રાજ કર્યો હતો ને ઘણા આર્થિક સુધારાઓ કર્યા હતા અને ઘણા નુકસાન પણ ગયા હતા અ વંશજોમાં નામ લઈએ તો મુગલ સામ્રાજ્ય હતું બ્રિટિસ રાજ હતું બ્રિટિશરો હતા પછી મરાઠાઓનું પણ સામ્રાજ્ય આવ્યું હતું મુગલ મુઘલોનું પણ સામ્રાજ્ય આવ્યું હતું તો એવા ઘણાં સામ્રાજ્ય અને વંશો અને રાજાઓ આવ્યા હતા એમાંથી એક મરાઠા સામ્રાજ્ય જે હતું તેમણે અઢારમી સદીમાં મરાઠાઓએ ગુજરાત પર કાબૂ મેળવ્યું હતું તેમણે ઘણા સુધારાઓ કર્યા હતા પછી બીજું એક સામ્રાજ્ય આવ્યું હતું જે હતું બ્રિટિસ બ્રિટિશરોનું બ્રિટિસ સામ્રાજ્ય રાજ જે ઓગણીસમી સદીમાં આવ્યું હતું અને તેના કારણે ઘણાં આર્થિક અને સામાજિક પરિવર્તનો પણ થયાં હતાં અને સૌથી પ્રથમ વર્ષો પહેલાં સોલંકીઓનું સામ્રાજ્ય હતું સોલંકી સામ્રાજ્ય દસમી સદીથી તેરમી સદી દરમિયાન ગુજરાત પર સામ્રાજ્ય કર્યું હતું તે લોકોએ ઘણાં મંદિરો બનાવ્યાં હતાં જેમાંથી સૌથી સુપ્રસિદ્ધ મંદિર ગુજરાતમાં સોમનાથ મંદિર છે તે ગુજરાતની અંદર ખૂબ જ પ્રસિદ્ધ છે અને ત્યાં ઘણાં હિન્દુ હિન્દુ લોકો આવે છે અને તેમનું મહત્ત્વનું મંદિર છે અ બીજા ઘણાં લોકો મહાત્મા મહાત્મા ગાંધી જે પોરબંદરમાં જન્મ થયો હતો સરદાર પટેલ જે નડિયાદના હતા તે પણ એક વંશજ છે અને તે તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને આ બધા અલગ અલગ સામ્રાજ્યો શાસન કર્યું હતું ગુજરાતમાં થેન્ક યુ